મારે પી એમ કે વી વાયના તાલીમ ક્ષેત્રો માટે દિનચર્યા ગોઠવવાની જરૂર છે પરંતુ હાલ મને તેની માટે સમયનો અભાવ છે અને હજુ મને તે માટેનું સમયપત્રક પ્રાપ્ત થયેલ નથી કૃપા કરી મને પી એમ કે વી વાયના તાલીમ સત્રનું સમય પત્રક મોકલી આપો જેથી હું મારી હાલની દિનચર્યામાં ફેરફાર કરી શકું